અમારા ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષાની શૈક્ષણિક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે ગુજરાતી ભાષા અમારા ગુજરાત રાજ્યની અધિકૃત ભાષા છે અને તેનો ઉપયોગ શિક્ષણ સરકારી કામગીરીઓમાં અને સામાન્ય જીવનમાં થાય છે ગુજરાતી ભાષાને શાળાઓ અને કોલેજોમાં શીખવવામાં આવે છે અને તે ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો પણ એક ભાગ છે ગુજરાતી ભાષાનો ઉપયોગ સાહિત્ય કવિતા નાટક અને સંગીતમાં પણ થાય છે ગુજરાત રાજ્ય સરકાર ગજરાતી ભાષાના વિકાસ અને પ્રચાર માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો પણ ચલાવે છે આ યોજનાઓમાં ગુજરાતી ભાષાના શિક્ષકોને તાલીમ આપવી ગુજરાતી પુસ્તકોનું પ્રકાશન કરવું અને ગુજરાતી ભાષાના ઉત્સવો અને સંમેલનોનું આયોજન કરવું વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે